તને કયા સબ્જેક્ટમાં રસ છે અત્યારે હાલ તો મને આઇટીમાં રસ છે પણ જ્યારે પાંચ વરસ પહેલાં જ્યારે રસ હતો ત્યારે સાયન્સમાં રસ હતો કેમકે દસમામાં પર્સનટેજ બી સારા હતા સેવન્ટી સિક્સ પરસેન્ટેજ હતા અને નાઇન્ટી ફોર પરસેન્ટાઈલ રેન્ક હતી તો એ વખતે મને એવી ઈચ્છા હતી કે હું સાયન્સ લઉં અને ઇલેવન ટવેલ્થ સાયન્સ કરીને એ વખતે મેં બી ગ્રુપ લીધું તું કેમકે મને મેડિકલમાં રસ હતો તો મેડિકલમાં રસ હતો ત્યારે મેં ટુ થાઉસન્ડ ટ્વેન્ટી હતું ત્યારે મેં સાયન્સ લીધું તું અને એ વખતે કોરોના ટાઈમ ચાલતો હતો તો કોરોના ટાઈમના લીધે મારે સાયન્સમાં રસ ઓછો થઈ ગયો કારણ કે ઘરેને ઘરે રહ્યો અને હું ભણવામાં વધારે ધ્યાન રહ્યું નહી લોકડાઉનના લીધે અને તેના લીધે બે હજાર એકવીસમાં જ્યારે મેં ઇલેવન્થ સાઇન્સ પાસ કર્યું બી ગ્રુપે પછી મને રસ થોડો ઓછો થયો પણ ટવેલ્થ સાયન્સમાં જેમ તેમ મેં મારું પૂરે પૂરું યોગદાન આપ્યું અને તો પાસ તો મેં કરી લીધું પણ પછી મને એવું થયું કે મેડિકલ લાઇન મારા માટે એટલી ખાસ રહી નથી અને ખર્ચો પણ ઘણો હતો એટલા માટે મેં એવું વિચાર્યું કે હવે હું આઇટીમાં થોડો રસ ધરાવું અને આઇટીમાં જાઉં અને આઇટીમાં આઇટીમાં મેં ટ્રાય કર્યું તો મને સારી કોલેજ મળે એમ નહોતી બટ તો બી ટવેલ્થ સાયન્સને લીધે અને સારા પર્સનટેજ હતા તો મેં પછી એપ્લાય કર્યું તો મને ગુજરાત યુનિવર્સિટીમાં કેએસ કોલેજ હતી તેમાં એડમિશન મળી ગયું અને મેં ફાઇવ યર્સનો ઇન્ટ્રીગેટેડ કોર્ષ કરી લીધો અને તેમાં અત્યારે હાલ સેકન્ડ યર ત્યાં પૂરું થયું છે અને હવે થર્ડ યરમાં આવ્યો છું અને આઇટીમાં તો રસ તો બારમા પછી મને આવી જ ગયો એટલે માટે મેં સી લેંગ્વેજ પણ શીખી લીધી અને પાઇથન અત્યારે શીખી જ રહ્યો છું અને સી લેન્ગ્વેજન લીધે મને ફાયદો થયો છે આઇટી ડિપાર્ટમેન્ટમાં અને અત્યારે હાલ મારો રસ એવો છે કે હું વેબ ડેવલપમેન્ટમાં મારું જીવન હરોળ આગળ લઈ જાઉં એટલા માટે હું અત્યારે હાલ પાઇથન ને વેબ સ્ક્રિપ્ટ અને જાવા સ્ક્રિપ્ટ આ ત્રણે ત્રણ વસ્તુ શીખી રહ્યો છું અને આગળ પણ ટ્રાય કરું જ છું કદાચ સારું એવું પ્લેસમેન્ટ મળે અને મને આગળ નોકરી મળે આ આના લીધે મારો આઇટીમાં રસ હતો